હા અમે ગુજરાતના બહાર જમવાના શોખીન છીએ અમ દર રવિવારે બહાર જમવાનું પસંદ કરું છું તેના માટે નજીકની અલગ અલગ રેસ્ટોરન્ટ કે હોટલમાં જાય છે દર વખતે એક જ જગ્યા પસંદ કરતી નથી અને પરિવાર સાથે જમવા જાવાનું હું વધારે પસંદ કરું છું અને દર રવિવારે જમવા જવાનો મને શોખ છે